મારે ડી માટ જવું છે તો તમે રસ્તો બતાવશો ક્યાં આગળથી જવાનું હા હા કરી લઉં હા સોનું હં ડી માર્ટ મારે ઘરની થોડી વસ્તુઓ લેવાની છે તો અહીંયાથી ડી માર્ટ કઈ રીતે જઈ શકાશે

હં બરાબર હં હં બરાબર હં હં હં બરાબર ડી માર્ટમાં એમ તો બધી વસ્તુઓ મળી જ જાય છે ને બરાબર હં હં બરાબર અને બરાબર હં હં કેટલો ટાઈમ લાગે એમ અહીંયાથી પહોંચવામાં બરાબર ટ્રાફિક નડશે કે બરાબર બરાબર એના સિવાય બીજી કોઈ જગ્યાએ જ્યાંથી હું ખરીદી કરી શકું બરાબર બરાબર સારું સારું હા હા